રમત ગમત દરમિયાન ઈજાગ્રસ્ત થાય તો એમાં આપણે પહેલા તો આપણી કોલેજ કે સ્કૂલ હોય ગમે તે હોય તો એમાં આપણે ફર્સ્ટએડ કીટ રાખેલી હોય છે તો એનો ઉપયોગ કરવો પછી વધારે કંઈ હોય તો હોસ્પિટલ લઈ જવા આજુ બાજુની હોસ્પિટલમાં પછી અત્યારે આપણે જોઈએ તો ક્રિકેટમાંને એમાં ઈજાગ્રસ્ત થાય તો કે એમાં કેચ પકડવા એ તો એમાં છોલાઈ જાયને એવું બધુ થાય પછી હેલ્મેટને એવું પહેર્યું હોય તો કાંઈ વાંધો ના આવે બાકી બોલ આપણે શરીર ઉપર વાગી જાય તો એમાં આપાણને મૂંઢ માર વાગી શકે છે એ બધા માટે આપણે કરવું જોઈએ મૂંઢમાર વાગે લોહી મરી જાય તો આપણે ઘરે જ આપણે ઈલાજ કરી શકીએ બરફને એવું ઘસીએ હળદર ગરમ લગાડીએ પછી આપણે ગરમ પાણીની કોથળી આવે છે શેક માટે તો આપણે એનો ઉપયોગ કરીએ આ રીતે આપણે ઘણી બધી રીત છે જેનાથી આપણે ઈજાગ્રસ્ત લોકોની આપણે સારવાર કરી શકીએ સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરી શકીએ અને બીજું એમાં બેડમિન્ટન રમતા હોય તો એમાં આપણો હાથ હોય તો વધારે ઝટકો લાગવાથી કે એમ ઉતરી જાય કે જોઈન્ટમાં દુખાવો થાય તો એ આપણે ઓર્થોપેડિક પાસેને એમ જાવું પડે તો એ આપને સરખું કરી આપે